પચીસ હજાર ત્રણસો અઠ્ઠાવીસ પંચોતેર હજાર ત્રણસો ને પાંત્રીસ દસ હજાર સાતસો સિત્તેર નવ હજાર આઠસો ઓગણસિત્તેર દસ હજાર પાંચસો નેવું